ટેકનોલોજી અને બાહ્ય જગતથી અલગ થવાની હોય એવી યાત્રા તો મેં કદી કરી નથી પરંતુ જ્યારે હું બીમાર હોઉં અથવા તો ડિપ્રેશનમાં હોઉં અથવા તો મારી ઉપર થોળું ઘણું ટેન્શન હોય તો ત્યારે હું પ્રભુના મંદિરનો સહારો લઉં છું ક્યારેક હું એકલો જઈ મંદિરે ત્રણથી ચાર કલાક બેસું છું તેનું જે શાંતિમય વાતાવરણ અને ત્યાંની પોઝિટિવ એનર્જી એનો ધીમે ધીમે જે અનુભવ થાય છે તેનાથી મને પોતાને એવું લાગે છે કે હું બીમારીમાંથી ધીરે ધીરે ઊભો થઈ રહ્યો છું મારું ટેન્શન ધીરે ધીરે હળવું થઈ રહ્યું છે અને આ મારા જે દુખ છે એ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે ક્યારેક આ શહેરી જીવનથી અગર ખૂબ જ કંટાળો આવે તો અહીંયાંથી છસોને ચાલીસ કિલોમીટર દૂર મારું ગામ વસેલું છે પોરબંદર જિલ્લાની અંદર ફટાણાં ગામ મારા ગામની અંદર ખૂબ સારી પ્રકૃતિ છે ગામમાંથી નદી પસાર થાય છે ઘણા બધા મંદિરો છે તો ત્યાં જઈ અને ચાર પાંચ દિવસ હું મારા જૂના મિત્રોને મળું છું જે અમારું પોતાની જમીન છે તે ખેતરમાં જઈ અને લીલોત્રીના ચોમાસામાં નિહાળું છું ત્યારે જે એક પ્રકારનો આનંદ મળે છે અને ત્યારે એક એવું ફિલિંગ આવે છે કે જ્યારે આપણે અહીંયાં જન્મ લીધો મોટા થયા અને આજ જિંદગી હવે ફરીથી ક્યારે જીવી શકીશું એવું વિચારી અને દુખ થાય છે કારણ ઘણા વર્ષોથી આપણે આ શહેરોની ટ્રાફિક સમસ્યા અને વિચારશીલ જીવન થી મુક્ત થઈ શકતા નથી તો ટેકનોલોજી હેતુ અને બાહ્ય જગતથી અલગ થવાનો તો અનુભવ નથી કર્યો પરંતુ આવા નાના નાના અનુભવોથી હું એટલું કહી શકું કે સંસારથી થોડાક અલગ થઈ અને આપણા મનને શાંત કરવું જોઈએ